ગુજરાતમાં તકનીકી પ્રોફેશનલ્સ ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને એક સાથે લાવે તેવાં અમુક ઉદાહરણ અહીંયા હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેમકે વાઇબ્રન્ટ ગુજરાત નમો લક્ષ્મી યોજના અને અલગ અલગ ઉદ્યોગકારો એકબીજા સાથે એમઓયુ કરે છે